હલો બોલો વિકાસ ભાઈ હા બોલો હા હા બસ બસ કાલે તમે છો પેલા છોડો પેલા આગા પેલા નાખેલાને બધા બગડી ગયેલા તા તો તો એને ફેંકી દેવા પડ્યા તો તમે બીજા પેલો મીઠા લીંબડાના છોડ બી લેજોને બીજા ચાર પાંચ છોડ બી લેતા આવજો અને સાથે ખાતર પાણી બી લાવજો અને દવા થોડીક છાંટવાની લઈ આવજો હા એક લેમનગ્લાસ ના બીજા એકસ્ટ્રા લઈ આવજો ને

હા હા ચોક્કસ ચોક્કસ હા હા સારું તો અંદર ખાતરને દવા નાખવાનું છાંટવાનું તે પણ લેતા આવજો હા હા હા